હલ્લો કેમ છે તું હા બસ હું તો મજામાં કેમ છે તારા પાક કેવા છે આ વખતના બસ મારું પણ એવું જ છે આ વખતે તો કેરીના પાક હતા મારા એ કેરી તો આ વખતે તો વધારે આવી જ નથી કારણ કે ઉનાળામાં એ વરસાદ પડ્યા કર્યો એટલે બધી કેરી પૂરી થઈ ગઈ

કેરી તો હવે માર્કેટ તો ઓમેય ડાઉન જ છે પણ આ વખતે કેરી વધારે મોંઘો ભાવ રાખવો પડે એટલે વધારે કોઈ લેતું નતું કેરી એટલે આ વખતે વધારે ચાલ્યું જ નથી માર્કેટ હા દવાઓના તો પૈસા પૂરા પડી રહ્યા પણ જોવા જઈએ તો ખાલી પૈસા જ પૂરા પડ્યા છે જો ઉપર કાઈ પ્રોફિટ મળ્યું જ નથી હા

હા હજી કઈ વિચારવું પડે હારું

હા તો તો હું પણ વિચાર કઈ કરું એવું હા હા પાક્કું પાક્કું તમને જણાવીશ ચાલો આપણે પછી વાત કરીએ